હેલ્લો મનુભાઈ વાત કરો છો હા હું નિશિતાબેન ઘનશ્યામનગરમાંથી વાત કરું છું મારા મિત્રો છે જેની મહાબળેશ્વર જવા ટ્રાવેરા નક્કી કરવી હતી શનિવાર રવિવાર અને સોમવાર માટે તો તમે કેટલા રૂપિયા લો છો અઢાર રૂપિયા કિલોમીટર થોડું મોંઘું કહેવાય આટલાં વર્ષોથી હું તમારી જ ટેક્ષીમાં બધા જ પ્રવાસ સ્થાનો એ ગઈ છું હવે આટલાં વર્ષોના સબંધને ધ્યાને રાખીને તમે થોડુંય ઓછું ના કરો તમારી ઍપ્લિકેશનમાંથી બુક કરાવું કાર તો તમે કોઈ જૂના ગ્રાહક માટે પ્રોમો કોડ રાખ્યો છે આપો ને થોડું ડિસ્કાઉન્ટ આમ ના ચાલે આપણે સોળ રૂપિયા ફાઇનલ રાખીએ હોં સારું સવારે સાત વાગ્યે ઘનશ્યામનગરમાં મળીએ શનિવારે ઓકે આવજો